હા મેં મોતીભરત કામ છે શીખેલું છે ત્યાર પછી જે સીવવા અંગેનું જે દરજીકામ કહેવાય એ પણ મેં શીખેલું છે પેંટિંગનાં ક્લાસ મહેંદી પાર્લર આ તમામ જે કલાઓ છે મેં હસ્તક કરેલી છે એને કારણે હું મારા પરિવારને સંતોષ આપી શકી છું ત્યારપછી મારું પીએચડીનું જે કાર્ય છે એ રિસર્ચ સંસોધન જેને કહેવાય શુદ્ધ ગુજરાતીમાં એ કાર્ય મે કરેલું છે જે જોઈ અને મારા મમ્મી પપ્પા છે એ ખૂબજ ગૌરવ અનુભવી રહ્યા છે